મારા ઘણા સૂચનો છે સાંસ્કૃતિક ભાષાને ગણવામાં આવે તો હુ એવા સૂચનો કરીશ કે આપણે સૌ પ્રથમ તો વૃક્ષોનું જતન કરવું જોઈએ સાંસ્કૃતિક સ્થળોનું આપણે કોઈપણ પ્રકારનું નુકસાન થવા દેવું જોઈએ નહીં ત્યાં માત્ર આપણે જે કારણથી ગયા હોઇએ એ કારણ જ પતાવવું જોઈએ અને ફોટા જ ખાલી પાડવા જોઈએ તેનું કોઈ પણ પ્રકારે નુકસાન કરવા જેવું જોઈએ નહીં તે અમૂલ્ય વારસો છે તે વારસો બીજી વખત મળતો નથી તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને સરકારે અઘરાથી અઘરા નિયમો બનાવવા જોઈએ કડક કાયદા બનાવવા જોઈએ જેથી વારસાનું જતન સારી રીતે થઈ જાય ખૂબ જ સુરક્ષા દાખવવી જોઈએ વારસાના સ્થળોએ આપણે આર્મી જેવા સ્ટ્રોંગ આર્મી આપણે ગોઠવવી જોઈએ ત્યાં જેથી વારસા જળવાઈ રહે વારસાનાં ઘણા સ્થળો એવા છે જેમકે લોથલ ધોળાવીરા રંગપુર મંદિરો સોમનાથ મંદિર એવા ઘણાં ખરાં સ્થળો છે જેનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે